અમારા પરિવારની સંસ્કૃતિમાં એવું છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવે અતિથિ કહેવાય તો તેને આપણે પગે લાગવું જોઈએ આવકાર આપવો નમસ્તે કહેવું પછી ઊત્સવોમાં તો એવું છે કે જન્માષ્ટમી હોય તો એમાં કૃષ્ણ જન્મોત્સવનું ઉજવણી કરવી પછી દિવાળી આવે તો એવા ચાર પાંચ દિવસનો તહેવાર કહેવાય આપણા ભારતનો તો એમાં ધનતેરસ આવે કાળી ચૌદસ આવે દિવાળી આવે પછી બેસતું વર્ષ આવે તો બેસતું વર્ષમાં બધાના ઘરે આપણે નવા વર્ષના રામ રામ કરવા આપણે જઈએ એકબીજાને હળીએ મળીએ નવા વર્ષની શરૂઆત કરીએ તો આ રીતે થાય છે અને અમુક બાબતો લગ્ન બાબત એવી છે કે જેમાં આપણે અમારે અહીંયા મામા પક્ષ વાળા હોય તો તે તેના ભાણકી કે ભાણીયા માટેને એના લગન હોય તો ત્યાં મામેરું લઈને જાય કંઇ વસ્તુ આપે પૈસા આપે સોના ચાંદી બધુ જે કંઈ હોય લઈ આપે અને લગ્નમાં ગયા હોય તો ત્યાં ચાંદલો લખાવો અમુક પૈસા લખાવા તમારી રીતે જેવા સબંધ હોય એ રીતે આપણે લખાવી શકીએ અને બીજું તો સંસ્કૃતિમાં આપણે ઋષિમુનિઓની સંસ્કૃતિ કહેવાય ભારતમાં તો એના એ પ્રમાણે એણે જે કંઈ કીધેલું હોય એ રીતે આપણે કરવું જોઈએ તો આપળે એ હિન્દુ સંસ્કૃતિ માટે ઘણું સારું કહેવાય